હાલ ખેતીની અંદર વધારે ઉત્પાદન લેવા માટે વર્ષો વર્ષ ખેતીની રીતભાત ખેતી કરવાની રીતો બદલાઈ રહી છે તેની અંદર ઉપયોગ કરાતા બિયારણો ખાતર વગેરેની પણ વધઘટ થતી હોય છે અને તે પણ બદલાતા રહે છે પહેલાના ખેડૂતો દેશી પદ્ધતિથી ખેતી કરતા અને બળદ દ્વારા ખેતી કરતા અને માત્ર અને માત્ર છાણીયા ખાતરનો ઉપયોગ કરતા જ્યારે હાલ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ટ્રેક્ટર ને વગેરેનો ઉપયોગ કરીને તેના દ્વારા ખેતી કરવામાં આવે છે અને હાઈબ્રીડ બિયારણ તેમજ રાસાયણીક ખાતરનો પુષ્ક્ળ કમા પ્રમાણમાં ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે છે અને એ રીતે ખેતીમાંથી વધારે ઉત્પાદન લેવા મા માટે સતત અને સતત દરેક ખેડૂત પ્રયત્નશીલ હોય છે આ રીતે પરંપરાગત જે ખેતી ચાલતી આવતી હતી તેમાં ઘણું બધું પરિવર્તન જોવા મળે છે